ગુજરાતમાં સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાઓ જાણવા પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે સુર્ય મંદિરની રાણ કી વાવની પછી દાદા હરિની વાવની પછી આપણે સાબરમતી ગાંધી આશ્રમની એ બધી મુલાકાતો લીધા પછી એ લોકોને ખબર પડે છે કે આપણે ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાઓનું મહત્ત્વ શું છે